નમસ્કાર મેડમ દર્શિત સુપર માર્કેટમાંથી બોલીએ છીએ બોલો અમે તમારી કઈ રીતે મદદ કરી શકીએ અ બ્લ્યુબેરી બ્લેકબેરી અને ઓવોકાડો ત્રણેય વસ્તુ ખરીદવી છે તમારે અને બીજી કોઇ વસ્તુની રિક્વાયરમેન્ટ છે તમારે અચ્છા તો બ્લેકબેરી એટલે તમારે ક કિલો કિલો જોઇએ છે કે કયા પ્રમાણે જોઇએ છે તો એ પ્રમાણે હું તમને રેટ જો ડિસ્કાઉન્ટેડ રેટ હોય તો હું તમને એ જાણીને કહું તમારે કેટલાં કેટલાં એમાઉન્ટમાં જોઇએ છે બધી વસ્તુ ઓકે ઓકે તો અ આમ તો અમારો નોર્મલી તો બ્લુબેરી અને બ્લેકબેરી બંનેનો રેટ સેમ જ છે અં જે ટુ હન્ડ્રેડ પર કેજી હોય છે પણ તમારે વધારે અમાઉન્ટમાં જોઇએ છીએ તો અમે વન નાઇન્ટી પર કેજી કરી આપીશું બરાબર બંને અને અવોકાડોનો રેટ અમારે ત્યાં લ નોર્મલ સુપર માર્કેટ કરતાં વધારે છે કારણકે અમે જે ફ્રેશ અવોકાડો જ સેલ કરીએ છીએ તો એનો રેટ અમારે ફાઇવ હન્ડ્રેડ રુપીઝ છે પણ તમારે વધારે જોઇતું હશે તો અમે કદાચ એમાં પણ તમને થોડુંક ડિસ્કાઉન્ટ કરી આપીશું હા એટલે મેં તમને એ જ ઇન્ફોમેશન આપી ને કે અમારા રેટ થોડાક બધા કરતાં ઊંચા હશે કારણકે અમારી ક્વોલિટી છે ને એકદમ ફ્રેશ હોય છે હવે આ બધી વસ્તુઓ છે એમાં તો લોકો છે એ ફ્રેશ જ ખરીદવા માગતા હોય છે બરાબર પછી ખરાબ થઈ જાય અને વધારે પૈસા દીધા પછી ખરાબ થઈ જાય એનાં કરતાં લોકો ફ્રેશ અ માલ જ લેવા માગતા હોય એનાં માટે અમારી ક્વોલિટી તો એકદમ સારી જ હશે એવું હોય તો તમે એકવાર અમારી સુપર માર્કેટ વિઝિટ કરી અને બધી વસ્તુ જોઇ લો પછી પરચેઝ કરજો

બરાબર

બરાબર ના એટલે એ એ જ ને અમારા કસ્ટમર તો અમારા રેગ્યુલર કસ્ટમર્સ જ હોય છે કારણકે એકવાર અમારી સુપર માર્કેટમાંથી કોઇ વસ્તુ પરચેઝ કરે પછી લગભગ તો અમારા કસ્ટમર્સ કોઇ બીજી જગ્યાએ જતાં જ નથી

હા એ પણ સાચી વાત છે બધી બાજું જોઇએ તો ખબર પડે આપણને કઇ જગ્યાએથી પરચેઝ કરવું સહેલું છે અને તમે અમારી સુપર માર્કેટથી કોઇ આજુબાજુનાં એરિયામાં રહો છો કારણ કે તમે જો ત્રણ કિલોમીટરથી અંદર રહેતા હશો તો તમને હોમ ડિલિવરી ફ્રી કરી આપીશું અને જો ત્રણ કિલોમીટરની રેન્જથી તમે બહાર હશો તો અમે ડિલિવરી ચાર્જ લઇએ છીએ હા હા બિલકુલ તમારે આટલી બધી પ્રોડક્ટ પરચેઝ કરવી છે તો અમે જરુર તમારા અ જે બિલ છે એમાં ડિસ્કાઉન્ટ રેટ આપીશું અને ડિલેવરી ચાર્જ તો અમે તમારી પાસેથી લઇશું જ નહીં હા અમારે ત્યાં તમારી તમામ કરિયાણાનાં કરિયાણાની વસ્તુ પણ અમારે ત્યાં અવેલેબલ છે અને બધા જ વેજીટેબલ્સ ફ્રૂટ્સ બધુ જ અમે રાખીએ છીએ એનીટાઇમ એનીટાઇમ તમે અમારી સુપર માર્કેટ વિઝિટ કરી અને એકવાર જોઈ લો તો તમને શું વધારે ખ્યાલ આવે તમારે કોઈ બીજી વસ્તુ પરચેઝ કરવી હોય તો એ પણ તમે સાથે સાથે કરી શકો અમારું સુપર માર્કેટ સ સવારે દસ વાગે ઓપન થાય અને સાંજે અગિયાર વાગ્યા સુધી એ કન્ટિન્યુઅસ ચાલું જ હોય છે ના ના બિલકુલ એટલા માટે જ અમે સાંજે પણ મોડી રાત સુધી સુપર માર્કેટ ચાલું રાખીએ છીએ કે બધા જ લોકો છે એ પોતાનાં અનુકૂળતા પ્રમાણે વિઝિટ કરી શકે ભલે અને તમે તમારું એડ્રેસ મને વોટ્સએપ કરી દેજો એટલે અમે તમારી પ્રોડક્ટની હોમ ડિલિવરી કરી દઇશું એના ઉપર બરાબર ઓકે થેન્ક યુ